હલ્લો હા યશવી હા બોલો એટલે તમારો ડેઇલી ઉંઘવાનો એનો ટાઈમિંગ શું છે અચ્છા રાત ના બે ત્રણ વાગ્યા સુધી તો તમને કંઈ એવું સાંજે બેસ બેસવાનું કે એવું કંઈ છે એમ અત્યારે તો એ પ્રોબ્લેમ છે મેન્ટલી કઈ પ્રોબ્લેમ થઈ હોય અચ્છા તમારે એ ટાઇમ એ સરદર્દ એવુ કંઈ રહે છે માથામાં દુખાવો

આ કેટલા દિવસથી થાય છે તમને અત્યારે તો તમે સ્ટ્રેસને એ બધું થોડું લેવાનું ઓછું કરો તો એનાથી થોડો ફરક પડશે તો બી તમને ના પડે તો મારી ક્લિનિક ઉપર આવી જજો અત્યારે આગળ ગમે ત્યારે ટાઇમ મળે ત્યારે વાંધો નહીં હું તમને વોટ્સએપ માં મારું લોકેશન ને બધું મોકલી દઇશ અને આવી જજો એવું હોય તો